હા બોલો બોલો હા બોલો બોલો સર મહારાજ હા હોં મજામાં તમને કેમ છે અરે બોલો બોલો ને મહારાજ હા હા અચ્છા તમારે દ્વારકા વિશે જાણવું છે સાહેબ દ્વારકાની મહિમા તો અપાર છે કારણ કે કૃષ્ણ ભગવાન ત્યાંના હતા અને ત્યાં એના લોકો માટે એક અલગ સુંદર નગરી બનાવેલી હતી તો પણ દ્વારકાનું કહું તો કૃષ્ણ ભગવાને ઘણા ત્યાં રાસ રમેલા છે દ્વારકા નગરીમાં અને ગાંધારી માતાએ એમને શ્રાપ આપેલો હતો કે જેના લીધે દ્વારકા નગરી પાણીમાં ડૂબી ગઈ અને અત્યારે પણ દ્વારકાનું ખૂબ જ મહત્ત્વ છે ખૂબ ભક્તો ત્યાં જાય છે અને તહેવારો ઉપર તો તેનું મ મહત્ત્વ ઓર પણ વધી જાય છે કારણ કે લોકો ત્યાંની મહત્વતા જોઈ અને કૃષ્ણ ભગવાન પ્રત્યે જે એક પ્રેમ છે એને જોઈ ને વધારે ત્યાં પહોંચી જાય છે એટલે દ્વારકા તો આપણાં હૃદયમાં વસેલી છે એટલે દ્વારકા તો અમા અમૂલ્ય છે ટૂંકમાં કહું તો કારણ કે જે કૃષ્ણ ભગવાન હતા જે બાળપણમાં ખૂબ જ નટખટ હતા એ તો આપણે બધા જાણીએ જ છીએ કારણ કે અને કૃષ્ણ ભગવાન છે એ ગોપીઓ હોય જે માતાઓ હોય એના પાસેથી જે માખણ ચોરી ચોરીને ખાતા એટલા માટે તેમને આ કહેવામાં આવતું કે કૃષ્ણ ભગવાન માખણ ચોર ગણવામા આવતા એટલે એમની લીલાઓ તો અપાર છે અત્યારે બાળપણની કૃષ્ણ ભગવાનની મહિમા તો ઘણી છે અત્યારે કારણ કે તો તેઓ નાનપણમાં ખૂબ જ નટખટ હતા અને ખૂબ શરારતી હતા અને જે મહત્ત્વ માતાઓ જે માખણ લઇને રસ્તા ઉપરથી નીકળતા તે એમનું માખણ લઈ લેતા ને ખાઈ જતા અને તેમની સાથે શરારત કરતા એટલે આના માટે કૃષ્ણ ભગવાનને માખણ ચોર ગણવામાં આવે છે હા બોલો ને મહારાજ હા એ રણછોડમાં તો એવું છે કે કૃષ્ણ ભગવાને બાણપણમાં ઘણી લીલાઓ કરેલી છે ઘણા રાક રાક્ષસોને નું વધ કરેલું છે એટલે તેના લીધે એને ઘણા રાક્ષસો હતા જેના લીધે એમને રણછોડનું બે બિરુદ આપવામાં આવ્યું હતું એમાં એક તો ઓલા આપણે રાક્ષસી હતી જેમનું નામ તો અત્યારે મને યાદ નથી પણ એ રાક્ષસીનું વધ કર્યું હતું એવા ઘણા બધા રાક્ષસો હતા જેમ કે કંસનું વધ કર્યું હતું તેના લીધે તેમને રણછોડનું બિરુદ આપવામાં આવ્યું છે અને ઘણા બધા જે જે કૃષ્ણ ભગવાને દ્વારકા નગરીમાં જે રાસ રમેલા છે તેના લીધે પણ એમને રણછોડ તરીકે ઓળખવામાં આવતા